ભારતના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા ખૂબ જ સારી છે ગુજરાતમાં શિક્ષણ અને વધુ સમૃદ્ધ બનાવવા માટે સરકાર દ્વારા હંમેશાં નવતર પ્રયોગો રચવામાં આવે છે જેમાં કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ ધોરણ એકથી આઠમાં મફત અને ફરજિયાત શિક્ષણ બાળકોને સાયકલ એનાયત કરવી તેની સાથે સાથે શાળા દ્વારા જ મધ્યાહ્ન ભોજન તેમજ પુસ્તકો આપવા શૈક્ષણિક સ્કૉલરશીપ આપવી આ બધી જ સુવિધાઓ દ્વારા બાળકો હોંશે હોંશે શાળાએ ભણવા જાય તેવા કંઈક ને કંઈક નવતર પ્રયોગ રચવામાં આવતા હોય છે અત્યારે આપને જોઈએ તો ગુજરાતમાં પ્રખ્યાત શિક્ષણ સંસ્થાઓમાં વિધ્યાનગરમાં આવેલી જિસેટ એડિઆઇટી વગેરે એન્જિનિયરિંગ કોલેજો ગાંધીનગરમાં આવેલી અંબાણી ગ્રુપ દ્વારા ચાલતી નરસિંગ કોલેજ વડોદરાની પારૂલ યુનિવર્સિટી એ દરેકને ખૂબ સારી એવી સંસ્થાઓમાં ગણતરી કરાઈ રહી છે